એમ તો ઘણા બધા વિષયો વિશે લખવા માગીએ છીએ પણ જે વધારે અત્યારે સંવેદનશીલ છે જે છો ભારતની લગ્ન પ્રથા જેમાં છોકરીઓને બહુ બધાં બલિદાન આપવા પડે છે તેમનું ઘર છોડવું પડે છે તેમનાં કરીયરની ભોગ આપવો પડે છે તથા છોકરીઓને એનાં ઘરના કોઈ નિર્ણયમાં સામેલ કરવામાં આવતાં નથી તથા એનાથી બી વધારે જ્યાં દહેજ પ્રથા છે એમાં છોકરીઓનાં મા બાપને આખી જિંદગી દહેજ ભેગું કરીને લગ્ન કરાવવામાં આવે છે અને એ બી જ્યાં છોકરાવાળા એ બધા દહેજથી જલસા કરે છે અને પેઅ છોકરીઓનાં મા બાપને એના આખી જિંદગી ભોગવવું પડે છે તો આ બધું બહુ સ કોમ્પ્લીકેટેડ છે અને એ બહુ સુધારવા જનક છે જેના માટે લખવું જોઈએ અને સમજવું જોઈએ એ જરૂરી છે